મારી બાઈક જર્નીનો અનુભવ હું તમને શેર કરું છું શાંતિથી સાંભળજો તો અમે ગયા હતા લોન્ગ ટ્રીપ પર મહારાષ્ટ્ર તો યાત્રા દરમ્યાન તમારે બેગમાં જરૂરીયાત સમાન લઈ લેવું જોઈએ કારણકે વચ્ચે રસ્તામાં જંગલ આવે આ તે બધી બધી વસ્તુ આવે એટલે તમારી જરૂરિયાત વસ્તુ લઈ લેવી જોઈએ તમારે જેમ કે વોટર બોટલ છે પછી ખાવાનું છે ખાણીપીણી બધી રીતે તમારે બધી સુવિધા લઈને નીકળવું જોઈએ જેમ કે ગરમ પટ્ટો લઈને નીકળવું જોઈએ કારણકે તમે આટલી લોન્ગ ટ્રીપમાં કમરના દુ ખાવા પણ થઈ શકે ગોઠણના દુ ખાવા પણ થઈ શકે ખભાના દુ ખાવા પણ થઈ શકે એટલે તમારે આ બધી જરૂરિયાત વસ્તુઓ લઈને નીકળવી જોઈએ ને જેમ કે તમે કોઈ અંજાન વ્યક્તિને ના બોલવવા જોઈએ રસ્તામાં કોઈ બી અંજાન જગ્યા પર તરત ઉભું રહેવું ન જોઈએ એકદમ સ્ટોપ લેવા જોઈએ સારી જગ્યા પર કોઈ બી તમે સારી જગ્યા પર ઉભા રહો તો શું છે નેચરલ ખાવું જોઈએ નોર્મલ ખાવું જોઈએ કારણકે તેમાં વોમિટિંગ પણ થઈ શકે તમને ફરવા ફરવામાં અને ઉંચા નીચા રસ્તા આવે જેમ કે ખાડા ખાબોચિયાં આવે એમાં તમને ઉલ્ટી પણ થઈ શકે તો તમારે હલકો ખોરાક ખાવો જોઈએ અને લોન્ગ ટ્રીપમાં તમારે સાચવીને બેસવું જોઈએ હેલ્મેટ જરૂરિયાત લગાવવું જોઈએ તમારે ગ્લવ્ઝ પહેરવા પડે કારણે તમને ઠંડી નહીં લાગે આ તે હેલ્મેટ પહેરવું જોઈએ ચશ્મા લગાવવા જોઈએ બધી રીતે તમારે સેફ થઈને ચાલવું પડે